ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં ઘણા બધા તહેવારો દર વર્ષે ઉજવવામાં આવે છે જેમ કે ઉત્તરાયણ નવરાત્રિ દિવાળી વગેરે વગેરે પણ જો મને ગમતો તહેવાર હોય તો એ છે ઉત્તરાયણ કારણ કે ઉત્તરાયણમાં સૌથી વધારે મજા આવે તો એ તમારા ધાબે ચઢીને જે પતંગ ચગાવવાની જે મજા આવે છે બધા જોડે તમારા મિત્રો જોડે હોય અને એ એ દિવસે જમવાની વાત કરું તો જમવામાં એ દિવસે ગુજરાતનાં લોકો ઊંધિયું સૌથી વધારે ખાય છે જે સૌથી મજા આવે છે અને ચીકી પણ હોય છે સ્વીટમાં વાત કરીએ તો મમરાના લાડુ બહુ માં સૌથી સરસ જો કોઈ તહેવાર જે મને ગમતો હોય તો એ છે ઉત્તરાયણ